ગુજરાતમાં ઘણા બધા લોકપ્રિય મનોરંજનના સ્વરૂપો છે જેમ કે સંગીત નૃત્ય સિનેમા થિએટર વગેરે ગુજરાતનાં લોકો નોર્મલી જ્યારે નવરાત્રિ હોય ત્યારે ગરબા રમવાનું વધારે પસંદ કરે છે તેમજ રોજ બરોજમાં એફએમ પર અથવા કોઈ એપ પર સંગીત સાંભળવાનું પસંદ કરે છે જ્યારે કોઈ કોઈ કામમાં હોય ત્યારે પણ લોકો સંગીત સાંભળે છે જેથી તેમને જે કામનું પ્રેસર હોય તે ઓછું થઈ શકે તેમ જ આ ગુજરાતમાં સૌથી લોકપ્રિય સંગીતનું સ્વરૂપ એટલે ગરબા છે કશે પણ જાય ગુજરાતીઓ ગરબા કરે જ સો બધી જગ્યાએ મનોરંજન મેળવવા તેમજ શાંતિનો અનુભવ કરવા તેમ જ જ્યાં પણ ગુજરાતી હોય ત્યાં ગરબા હોય જ દરેક લોકો મહિનામાં એકાદ ગુજરાતની પ્રજા મોજીલી કહેવાય તેના લીધે જ સિનેમા પણ ઘણા લોકો જાય છે ગુજરાતી સિનેમા જોવે છે તેમ જ હિન્દી સિનેમા પણ જોએ છે ગુજરાતી સિનેમાના ગણ ઘણા બધા કલાકારો ને હવે ઘણો પ્રતિભાવ મળવા માંડ્યો છે સારો પ્રતિભાવ મળે છે તેથી હવે ગુજરાતી સિનેમા પણ ઘણું સારું અને સ સારી રીતે વિકાસ પામે છે અને લોકો ઘણું બધું ગુજરાતી સિનેમા પણ જોવા માંડ્યા છે તેમજ ગુજરાતમાં ઘણા બધા નાટકો પણ થાય છે અલગ અલગ થિએટરમાં નાટક થાય છે સુરતમાં ગાંધી સ્મૃતિમાં પેલા ઘણા બધા નાટકો થતાં હતા ત્યાં ઘણા બધા રાસ્ટ્ર ગુજરાતના જાણીતા કલાકારો આવતા હતા તેમ જ હવે સંજીવ કુમાર ઓડિટોરિયમ છે ત્યાં ઘણા બધા નાટકો રોજ બરોજ થાય છે